હેલો હા રાજીવ ભાઈ બોલે છે હા રાજીવ ભાઈ મેં દસ મિનિટ પહેલાં પ્રહલાદ નગરથી સરખેજ જવા માટે ત્રણ રિક્ષા બુક કરાવી હતી તો શું તમે અમને જણાવી શકશો કે તમારી રિક્ષા અમને લેવા માટે કેટલા સમયમાં આવશે બુકિંગ કરાવતી વખતે મોબાઇલમાં અમને તમારી જગ્યાએથી અમારા સુધી પહોંચવા માટે દસ મિનિટ જેટલું દેખાડતા હતા અને અત્યારે ત હજી સુધી તમે લોકો આવ્યા નથી દસ મિનિટના વીસ મિનિટ થઈ ગયા હજી સુધી તમે તમારો કોઈ કોન્ટેક બી થતો નથી તેમ છતાંય હજી સુધી કોઈપણ રિક્ષા અમને લેવા માટે આવી નથી તો તમે અમને લોકોને જણાવશો કે અમને લેવા માટે હજી તમારા હજી તમને કેટલો સમય લાગશે અડધા કલાક પછી અમારા બધાને રેલ્વે સ્ટેશનથી બોમ્બે જવા માટે ટ્રેન પકડવાની છે તો આપ વધારે અમને લેવા માટે કેટલા જલ્દી આવશો